હા બરાબર બરાબર તો તમારું શુભ નામ ને તમે શું ભણેલા છો ઓકે અને તમે કયા ફિલ્ડમાં જોબ માંગવા ઈચ્છો છો એટલે ટીચિંગ ફિલ્ડમાં એ જ અ પ્રોફેસર તમે જોબ માંગો છો ઓકે તો તમે એકદમ ચોક્કસ સ્થળે ફોન કરેલો છે આપણું નેતા કન્સલ્ટન્સી એમ નમ એના માટે જ છે હવે તમે બીએસસી ભણેલા છો રાઇટ એટલે બેચલર સીન સાઇન્સ અને એ ઝૂઓલોજીમાં કરેલું છે બરાબર તો આપણે જામનગર નજીક રિલાયન્સ ઇન્ડરસ્ટીજ લિમિટેડ એક પ્રખ્યાત ઇન્ડરસ્ટી છે એમનું નામ સાંભળેલું છે હા હા હા એ મુકેશ અંબાણી એ એની છે એનો સન છે અનંત અંબાણી હા બરાબર એને પ્રાણીઓથી બહુ પ્રેમ છે તો એશિયાનો હા એકજેટ્લી એકજેટ્લી એકજેટ્લી યસ વનતારાની હા એકજેટ્લી એકજેટ્લી હા હું એ જ કહેવા માંગુ એ બીએસસી તમે ઝૂઓલોજીમાં કરેલું છે એટલે પ્રાણીઓનું જે કાઈ પણ હોય એને તમે બહુ સારી રીતે સમજી શકતા હશો રાઇટ અને આની પહેલા તમે કયા એ બીજે જોબ કરેલી છે કે આ ફસ્ટ જોબનું છે ઓકે હ હ ઓકે ઓકે એટલે જે તમે બીએસસી ઇન ઝૂલોજી કરેલું છે એમા તમારે ટૂંકમાં આ તમારું સ્ટાટિંગ હશે તમારું તો આ તમે તમારી એ જ ડ્રીમ જોબ કહી શકો કારણ કે રિલાયન્સ ઇન્ડરસ્ટ્રીટ લિમિટેડ એનું બોઉ વિશ્વમાં બહુ મોટું નામ છે એમા વનતારાનો એક પ્રોજેક્ટ છે એમાં બીએસસી ઇન ઝૂલોજી